હું લેખનની સર્જનાત્મક બાજુ અને તેનાં તકનીકી પાસા જેવાં કે વ્યાકરણ માળખા સાથે સંતુલન કેવી રીતે જાળવો છો તો બહું પહેલાં મેં દિપક સર નામનાં સર સાથે માળખા ગુજરાતીમાં વ્યાકરણનું એક મહિનાનું ટ્યુસન રાખ્યું હતું તો તેમાં ગુજરાતીનું વ્યાકરણ કઈ રીતે આવે છે આપણે ઇંગ્લીશમાં જેમ ગ્રામર હોય છે તેમ ગુજરાતીમાં વ્યાકરણ આવે છે તો તેના વિષે તે સર પાસેથી ઘણી બધી જાણકારી લીધી હતી